હા હું મારા મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરીને રિલ સૂટ કરું છું તે રિલ હું ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું છું તે ફોટોગ્રાફ્સથી ઘણું અલગ છે કેમ કે રિલ ઉતારવી એમાં ખૂબ સમયનો માંગ હોય છે અને સમય ખૂબ જાય છે જ્યારે ફોટોગ્રાફમાં કેપ્ચર કરવા માટે સમયનો માંગ ઓછું હોય છે તેમાં સમય ખૂબ ઓછો જાય છે રિલ સૂટ કરો ત્યારે રિલને એડિટ પણ કરવાની હોય છે અને એ રિલને કો ટાઈમ ડ્યુરેશન હોય તે આપણો ઓછામાં ઓછો કરીને એ કોલેટી સારી કરીને એ રિલ અપલોડ કરવાની હોય છે જ્યારે ફોટોગ્રાફ્સ માત્ર એડિટ કરવા અને હેસટેગ મૂકવા અને પોસ્ટ કરવા એટલું ઇઝી હોય છે